હા ગુજરાતી ભાષામાંથી અનુવાદ કલા કરવી એ તો ખૂબ લાજવાબ અનુભવ હોય સંસ્કૃત સાથે જોડાયેલો હોવ એટલે ગુજરાતી નાટકોને સંસ્કૃત નાટકોમાં અનુવાદિત કરવા કે સંસ્કૃત ની ઉત્તમ કક્ષાની કૃતિને ગુજરાતીમાં અનુવાદ કરવા આ અનુભવ ખૂબ આહલાદક રહ્યો સંસ્કૃતની સાથોસાથ અન્ય ભાષાઓ માગદી ભ્રામી વગેરેને પણ ગુજરાતીમાં અનુવાદ ઘણું બધું આનંદદાયક હા અનુવાદકલામાં એવું બની શકે કે સાહિત્યકારની મૂળ વિભાવનાને આપણે તાદૃશ્ય રીતે ચરિતાર્થ ન કરી શકીએ પણ બને ત્યાં સુધી જો છંદ વગેરેની સમજમાંથી બહાર આવવાનું ક્યારેક બને તો લેખકના મૂળભાવ વિચારને પણ પૂરેપૂરા અનુવાદિત ભાષામાં તાદૃશ કરી શકાય અને આમ જો થાય તો ખરેખર એક એવો આહલાદક અનુભવ મળે કે જાણે કે બ્રહ્માનંદ જ ગણી લ્યો ગુજરાતી ભાષામાંથી ઘણું બધું અનુવાદિત કરવાનું બન્યું ગુજરાતીની સારી સારી કવિતાઓ સંસ્કૃતમાં ટ્રાંસલેટ કરવી ગુજરાતીનાં સારા ગીતો સંસ્કૃત ગીતોમાં અને સંસ્કૃતની સારી કૃતિઓ ગુજરાતીમાં ખાસ કરીને અભિજ્ઞાન શાકુન્તલમ્ નો ગુજરાતીભાવ અનુવાદ સ્ટેજ ઉપર પણ ભજવાય અને ત્યારે એમ લાગે કે આપણે માત્ર ભાષાંતર નથી કર્યું પણ અનુવાદ કલા ખરેખર ખૂબ આનંદદાયક રહી ભ્ઉપત્યના નીતિશતકને ગુજરાતીમાં અનુવાદિત કરીએ અને ત્યારે એવું અનુભવાય કે આ ગુજરાતી ભાષામાં જ રહ્યા હશે મેઘાણીની અનુવાદિત કળા બધામાં તાદૃશ્ય નથી થતી હોતી પરંતુ અનુવાદ માટે દરેક ભાષા પરનું પ્રભુત્વ અથવા બન્ને ભાષા પરનું સમાન પ્રભુત્વ અનિવાર્ય હોય છે સૌથી પહેલા તો સાહિત્યકારનું લેખકનો કવિનો મૂળ હૃદયભાવ એમને જે ધ્વનિ એમની પોતાની કૃતિમાં પ્રગટ કર્યો છે એ ધ્વનિને માત્ર અભિધા લક્ષણા નહીં પર ધ્વનિ ને જો આપણે તર્જુમાવાળી ભાષામાં પ્રતિબિંબિત કરી શકીએ તો સાચી અનુવાદકળા અને એના માટે છંદ લય નું બંધન તોડવું પડે તો એ પણ મંજૂર હોવું ઘટે નાટ્ય સંવાદોની અંદર ઘણી વાર એવું બને કે સંસ્કૃતનાં સંવાદોમાં માનવાચક શબ્દો ખૂબ આનંદ સાથે ઉમેરાય જ્યારે ગુજરાતીમાં માનવાચક શબ્દોમાં તુકારાની ભાષામાં વધુ મધુરતા જળવાય અને ત્યારે એમ કરું પણ આનંદદાયક હોય અનુવાદ કરવાની કલા એ ખરેખર એક હૃદયમાંથી બીજા હૃદયમાં ઉતરવાની કલા છે એક બીજાને સાંગોપાંગ પામવાની કલા છે એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિમાં મઠારવાની કલા છે એક દિપક દ્બારા બીજો દીપ પ્રગટાવવાની કલા છે અને એને કારણે એમાં સર્વત્ર આનંદાનુભુતી દેખાય દેખાય ને દેખાય જ હા અનુવાદકલામાં ક્યારેક એવું બની શકે કે આપણે જે અનુવાદ કરતાં હોય એની કરતાં પણ વધુ સર્વોતમ કૃતિની પ્રાપ્તિ થાય મેધાણીનું મન મોર બની થનગાટ કરે કાવ્ય પણ કાંઈક એવું જ છે

ભૂમાનીતા ભગવત ભાષાનું અનુવાદ ધરાતળે અવતરી એવું લાગે કે મૂળ કૃતિ કૃતા આ કૃતિ વધુ ચડિયાતી થઈ હશે થઈ શકે કારણકે લેખકનો જે ભાવ છે એ ભાવ કરતાં સવાયા ભાવની અનુભૂતિ કરવી સવાયા પ્રેમની અનુભૂતિ કરવી બ્રહ્માનંદની અનુભૂતિ કરવી અને એ અનુભૂતિને અનુવાદ સાથે ઢાળવું એ તો ખરા આનંદની જ પરિભાષા આમ અનુવાદ એ પણ એક ઉત્તમ કક્ષાનું સર્જન સાહિત્ય બની શકે મેં કરેલા કેટલાક અનુવાદમાં એવા એવા અનુભવોની પ્રાપ્તિ થઈ છે કે જાણે કે આપણે જ સાહિત્યસર્જન કર્યુ હોય હા મૂળ લેખકની સાથેની અનુભૂતિ એમના જીવન જીવવાની કલા કૌશલ્યની અનુભૂતિ એમના સુખ દુખની અનુભૂતિ બધી જ સાંગો પાંગ ન અનુભવીએ પરંતુ અનુવાદ કરતાં કરતાં એવું જ જીવન જીવવાનો અનુભવ એહસાસ લાગણી એટલું બધું અદ્ભુત રીતે આપણને કહી જાય કે મન મોર બની થનગની ઉઠે અનુવાદ કલાનું કૌશલ્ય પૂરેપૂરું જાણવા માટે સાહિત્યનાં સિદ્ધાંતો ભાષાનાં સિદ્ધાંતો પામવા પડે પણ સાથે તો હૃદયમાં એક ભાષાને બીજા ભાષા સાથે સરખાવવાનું જ નહીં પણ એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ સાથે પામવાનું સદ્ભાગ્ય પણ કેળવવું પડે અને તો જ અનુવાદ ઉત્તમ કક્ષાનો બની શકે માત્ર ભાષા સર્જન અથવા ભાષા કૌશલ્ય જ નહીં પણ પૂરેપૂરી સંસ્કૃતિને સાંગોપાંગ અનુભવવાનું કૌશલ્ય જો કેળવીએ સાંગોપાંગ જીવવાની અનુભૂતિ જો કેળવીએ તો આપણી અનુવાદ કલા ખૂબ નિખરે અને આવો અનુવાદ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ અનુવાદ મૂળ કૃતિ કરતાં ઉત્તમ ચડિયાતો હોવાનો જ કારણ કે એમાં બે સંસ્કૃતિનું મિલન થવાનું છે બે ભાષાનાં મિલનની સાથે સાથે બે સભ્યતાનું મિલન થવાનું છે અને તેથી અનુવાદ કલા એ ભાવકો માટે પણ વધુ આનંદ અનુભૂતિ કરાવનારી રહેવાની છે હા અનુવાદમાં કેટલુંક ખાસ ધ્યાન રાખવું પડે તમારી અનુવાદ કલા એ માત્ર ભાષાંતર કે તરજુમો ન બની જાય પરંતુ એમાં ધ્વનિ સતત પ્રતિબિંબિત થતી રહે મૂળ લેખકની જે વિચાર ધારા છે મૂળ લેખકના જે જીવન મૂલ્યો છે મૂળ લેખકને જે વાત વિચારને પ્રતિધ્વનિત કરવો છે એ વાત વિચારની સાથે સતત વળગણ રાખવું રહ્યું આ વળગણ ને અનુભવવું રહ્યું અને તો જ સાચો અનુવાદ કરી શકાય અને તો જ એ અનુવાદ કરવાની અનુભૂતિ આપણે સાચી રીતે અનુભવી શકીએ અનુવાદ કલા ખરેખર સાહિત્ય સર્જનની એક એવી કલા છે કે જેનાથી સાહિત્ય નિર્માણ ને એક નવો પડાવ મળે છે સાહિત્યમાં એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં અવતરવાનું મળે છે મરાઠી સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો હોય ત્યારે મરાઠી સંસ્કૃતિને સમજવી પણ એટલી જરૂરી અને ગુજરાતી સંસ્કૃતિને પણ સમજવી એટલી જ જરૂરી કારણ કે ભાષા અને સંસ્કૃતિ બંને એકબીજાની સાથે ખૂબ મૂળ થી જોડાયેલા હોય છે અને સંસ્કૃતિનું આદાન પ્રદાન એ ભાષાના આદાન પ્રદાનની સાથો સાથ જ ચાલે છે અને તેથી અનુવાદ જ્યારે જ્યારે કરવાનો થાય ત્યારે એનો અનુભવ આપણે સમાજને કંઈક નવું આપીએ છીએ સમાજને કંઈક ઉત્તમ આપીએ છીએ ભાવકો માટે એક નવો ચીલો પાડીએ છીએ